એ મને આ પોસ્ટઓફિસ મારે જી છે ને પોસ્ટવાળાભાઈ એનાથી મને કમપલેન છે કારણ કે મારા અમારા ઘરે પોસ્ટ આવતા પણ નથી અને ઘણા ટાઈમ આમ પેન્ડિંગ પડ્યા રહે છે હી આવી જાય તો ય મળતા નથી ઘરે દેવા નથી આવતા સરખો જવાબ નથી આપતા ટાઈમ લાગી જાય એ વાત સાચી પણ અહિયાં પહોચી જાય છે પછી પણ જવાબ નથી આપતા અહિયાં અમને ઘરે દેવા નથી આવતા અં એટલે એમાં એવું છે જ્યારે પહોચે છે તો અમે દિવાળી ટાઈમે નાખ્યું હોય તો દિવાળીમાં અમને મળવાનું હોય દિવાળી પેહલા આજ બી પહેલા મળવાનું હોય એવી રીતના અમે નાખ્યું પોસ્ટમાંથી કે દિવાળી આઠ દી પેહલા તમને મળી જાશે એની જગ્યા અમને દિવાળી વય જાય પછી પણ અમને જવાબ નથી મળતો કે હજી શું થયુ છે એ પોસ્ટનું ને ન્યાથી અમે જોઈએ છે લાઈવ લોકેશન એનું લઈ જઈએ તો અહિયાં પડ્યું હોય પોસ્ટઓફિસમાં આગળ પડ્યું હોય તો બે બે દી સુધી એક ને એક પોસ્ટ પડ્યું રહે છે એકને એક ડબ્બામાં પડ્યું રહે છે કોઈ એને જવાબ જ નથી આપતા પણ જવાબે સરખો ના મળે આપણને ન્યા ન્યા પડ્યું રહે છે પાછું પોસ્ટથી થાય છે તકલીફ આપણને બરાબર તો તમારું આ કેટલા સુધીનું ડિપાર્ટમેંટ છે કે ક્યા સુધી તમે કઈ શકો બરાબર ઠીક છે તો બરાબર તો એની માટે આગળ સરને ફોન કરવા માટે અમને આમ કઈ તમે ઇન્ફોર્મેશન આપી શકો ઠીક છે વાંધો નહી તો એ સરને અમે વાત કરી દેશું આ રીતે અને બીજા નંબરમાં એ વાત કે તમારી પાસે પોસ્ટ પડ્યા રેહ તો એની તો તમને જ કમ્પલેન કરવાની ને બરાબર બરાબર છે સર ઠીક છે સર બરાબર છે તો આગળ હું વાત કરું છું હવે બરાબર ઓકે ડન ઓકે ડન